ગુજરાતમાં આધુનિકતાની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળે છે નાનામાં નાની વસ્તુથી લઈ મોટામાં મોટી ઘટના ગણો કે જ્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થતાં નવા આવિષ્કારો જુઓ દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થયો છે કે વિશ્વ જાણે નાનું બનતું જાય છે દુનિયાના બીજા છેડે બેઠેલાં વ્યક્તિ સાથે પણ આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે વાત પણ કરી શકીએ છીએ અને પ્રત્યક્ષ જોઈ પણ શકીએ છીએ આપણે વાત કરી કલા અને હસ્તકલા ક્ષેત્રની ઉપયોગમાં આવતી નવી ટેકનોલોજીઓનો પહેલાંના સમયમાં આપણો હાથ એ જ આપણું મુખ્ય સાધન હતું તેના વડે દોરાયેલ ચિત્રો આજે પણ એટલાં જ પ્રચલિત છે પણ તે દોરવા માટે સમય વધુ લેતા જ્યારે અત્યારે તો કમ્પ્યુટર લેપટોપ પ્રિન્ટર વગેરે જેવા આધુનિક સાધનોના ઉપયોગથી પળવારમાં આપણે જે ઇચ્છીએ તે એટલે કે ધારે તે ચિત્રને કાગળ પર હૂબહૂ આપણે પ્રત્ સામે મેળવી શકીએ છીએ પહેલાંના સમયમાં હસ્તકલા લેતાં તોરણ ઊનના રૂમાલ મોતીકામ ભરતકામ વગેરે બનાવામાં આવતું જે અત્યારે પણ પ્રસિદ્ધ છે અને હસ્તકલા અત્યારે પણ એટલી જ વખણાય છે પણ તેમાં આધુનિકતાની સાથે સાથે ટેકનોલોજીનો પણ સમાવેશ થતો ગયો કે જે વિવિધ સ્વરૂપો નવા નવીન રીતે ધારણ કરાતો થયો જેમાં રેઝિન આર્ટ કલે આર્ટ પર્સ સુશોભનની વસ્તુઓ કિચેઈન વગેરેમાં જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ કરી તેને વધારે આકર્ષક બનાવવામાં લોકોને ખૂબ જ સરળતા રહેતી અને સમય પણ ઓછો લેતી જે દરેકને પરવડે તેમ હતું